ગુજરાતની રાંધનકળાનો એક ભાગ હોય તેવો સામાન્ય ખોરાકો અને વાનગીઓની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં અલગ અલગ પ્રકારના શાકાહારી અને માંસાહારી અને અમુક પ્રકારના જે કંદમૂળના અ ત્યાગ કરનારા લોકો પણ રહે છે એ જેમ જેમ અને તેના ધાર્મિક પ્રસંગોના લીધે અમુક અમુક ખોરાકનો ત્યાગ કરતા હોય છે ને અમુક અમુક માંસાહારી હોય છે જે આખું એક ઋતુચક્ર છે અને અત્યારે લોકો જે છે મસાલેદાર ખાતા જેનાથી સ્વાદિષ્ટ બને છે અને જે દરિયાઈ કિનારા અથવા અ અમુક જે પ્રદેશ દરિયા કિનારે રહેતા લોકો માંસાહારી પણ છે અને શાકાહારી છે શાકાહારી મિત્ર જે શાકાહારીમાં જે કંદમૂળનો પાકો હોય છે તેવા જ લેવામાં આવતા હોય છે અને દરિયાઈ ખોરાકમાં જે મચ્છી માછલી હોય છે જે શાકાહારીમાં આવતા હોય છે જે ખોરાકો ખાતા હોય છે